પાણીનો બગાડ ના થાય એ વસ્તુ તો ખાસ ધ્યાનમાં રાખવી જ જોઈએ તો એના માટે કપડા ધોતી વખતે મેન વસ્તુ તો કે તમે બે ટબ લો અને બે બે બેઉ ટબમાં પાણી ભરીને રાખો એટલે શું થાય તમારે ચાલુ નળે સતત આવતા પાણીથી કપડાં ધોવા ના પડે અને પાણીનો બગાડ ઓછો થાય કારણ કે નળ ચાલુ કરીને તમે એકવખત કપડાં ધોવાનું ચાલુ કરો એટલે પાણીનો બગાડ સતત ચાલુને ચાલુ જ હોય એટલે પાણીનો વ્યય વધારે થાય એના કરતા જો તમે બે વાસણની અંદર જ પાણી ભરીને બેઠા હો બે મોટા ટબની અંદર પાણી લઈને બેઠા હો તો તમારે પાણીના વ્યય થવાની સ્થિતી ઓછી થઈ જાય અને પાણીનો બગાડ ઓછો થાય હવે ઉનાળો હોય ત્યારે તો કપડાને બહાર તમે ખુલ્લામાં સુકવો એટલે લગભગ ખૂબ જ તડકો આવતો હોય એટલે ત્રણ કે ચાર કલાકમાં સુકાઈ જતા હોય છે શિયાળામાં પણ લગભગ વાંધો નથી આવતો સાંજ સુધી તો કપડાં સુકાઈ જાય તકલીફ થાય ચોમાસાની એટલે ચોમાસામાં એવું થાય કે તમારે બહાર ને અંદર બહાર ને અંદર કપડાં સૂકવવા માટે કરવું પડે અને ઘણી વખત એવું થાય કે રાત્રે કપડાં પંખાની નીચે નાખવા પડે ત્યારે સુકાય એટલે આ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે